ભારતીય સંસ્કૃતિ એ આપણી ધરોહર છે અને એને જાળવવા માટે દરેક ભારતીયે જે કંઈ પણ થઈ શકે એ કરવું જોઈએ અને આના માટે મારા અમુક સૂચનો છે કે આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે આપણા જે આપણી જે ધરોહર છે એ આપણા પૌરાણિક ગ્રંથો આપણા વેદ ઉપનિષદ છે આપણો ઇતિહાસ છે ભારતનો ખૂબ ભવ્ય ઇતિહાસ છે આજથી પાંચ હજાર વરસ પહેલાં પણ ભગવાન શ્રી ક્રૃષ્ણ મહાભારતનું યુદ્ધ થયું ત્યારે યુદ્ધ મેદાનની વચ્ચે જઈ અને અર્જુન જે ખૂબ હતોત્સાહી થઈ ગયો હતો જેણે હથિયાર હેઠા મૂકી દીધા હતા પોતાના સ્વજનોને પોતાની સામે લડતા જોઈને તો આ અર્જુનને ભગવાન શ્રી ક્રૃષ્ણએ એમના મુખમાંથી ગીતારૂપી અમૃત સંભળાવ્યું અને જે અર્જુન હતોત્સાહી થઈ ગયો હતો તે એને પુન યુદ્ધ કરવા માટે ઊભો કર્યો આવો ભવ્ય વારસો આવી ભવ્ય આપણી આપણો ગીતા ગ્રંથ અને આવા અનેક ભવ્ય આપણા વેદો અને ઉપનિષદો છે તે આપણા બાળકોને આપણે સંભળાવવા જોઈએ શિખવાડવા જોઈએ અને એ બધું જે એમાં લખેલું છે તે શક્ય હોય એટલું આપણે એનું અનુસરણ કરવાનું અને આપણા બાળકો પણ તે અનુસરે તે માટેના પ્રયત્ન કરવા જોઈએ આ ઉપરાંત આ બધા આપણા વેદ ઉપનિષદો છે તે આપણે આપણી શિક્ષણ ના અભ્યાસક્રમો છે જે એમાં પણ એનો સમાવેશ કરવો જોઈએ જેથી આવનારી પેઢીને આપણે આ આપણે ઝળહળતા સાસંકૃતિક વારસાને સાંસ્કૃતિક ધરોહરને જાળવી શકીએ શિક્ષણના માધ્યથી આ ઘરે ઘરે આ આપણો વારસો પહોંચે મોટાભાગના બહોળા સમુદાય સુધી આપણી આ વાતો પહોંચે તેના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એના માટે શિક્ષણથી સારું કોઈ બીજું માધ્યમ ન હોઈ શકે એટલા માટે આપણે શાળાકીય અભ્યાસક્રમોમાં આપણા ગીતા ગ્રંથ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ આ બધા ગ્રંથોનો સમાવેશ કરવો જોઈએ અને આ રીતે આપણે સંસ્કૃતિક વારસાને જાળવી શકીએ એનો પ્રચારપ્રસાર કરી શકીએ એ માટે આપણું આ અમૂલ્ય યોગદાન હશે આ ઉપરાંત નિયમિત જે આપણા અખબાર છે તેમાં પણ આપણે આપણી આ સાંસ્કૃતિક વાતોને લખી શકીએ જેનાથી આ વધારેમાં વધારે લોકો જે અખબાર વાંચે છે આ સમાચારપત્ર વાંચે છે તે લોકો સુધી આ અખબારના સમાચાર પત્રના માધ્યમથી આપણે સાંસ્કૃતિક વારસાની વાતો પહોંચી શકે કેટલો ભવ્ય અને મહાન ભારતીય સમાજનો આ એક સંદેશ છે આ વારસો છે કે જે આપણે ભૂલી ગયા છીએ કેટલો મહાન આપણો આયુર્વેદ છે તેને ભુલી અને આપળે પાશ્ચયત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ અને જાત જાતની ઉટપટાંગ દવાઓ ખાઈ રહ્યા છીએ જે આપણા શરીરને સાજું કરવાના બદલે વધારેને વધારે બીમાર કરી રહ્યું છે એક રોગને દબાવીએ છીએ ત્યાં બીજો રોગ ઉદ્ભવે છે આમ કેટલા ભયાનક ખતરનાક રોગો આજે મનુષ્યને થઈ રહ્યા છે જે આપણને આપણી જાણ બહાર આ વિદેશી સંસ્કૃતિ પાશ્ચત સંસ્કૃતિ છે એ આ બધી દવાઓનું આપણા દેશમાં વેચાણ કરે છે ને આપણે વગર વિચારે એ બધું લઈ રહ્યા છીએ એની સામે જો આપણે આપણા આયુર્વેદ ગ્રંથને વાંચીએ તો આપણને ખબર પડે કે એક પણ રૂપિયાની દવા લીધા વગર આપણે કેવી રીતે રોગને નિર્મૂળ કરી શકીએ છીએ તો આવો મહાન આપણો ભારતીય વારસો છે